યોગક્રિયામાં સામેલ થવાથી સાચા અર્થમાં તંદુરસ્ત બને છે યોગથી તમે ફક્ત શારીરિક રીતે નહીં પણ માનસિક અને ભાવનાત્મક રીતે સંતુલન અનુભવો છો શ્રી શ્રી રવિશંકર કહે છે કે તંદુરસ્તી એ ફક્ત રોગની ગેરહાજરી જ નથી પણ તે તમારું જીવન કેટલું આનંદિત પ્રેમાળ અને ઉત્સાહભર છે તે દર્શાવે છે અહીં યોગ તમને મદદ કરે છે તે તમારા શારીરિક અને માનસિક વલણ પ્રાણાયામ અને ધ્યાન આ બધાંને અસર કરે છે જે ઈચ્છા ઈચ્છે છે યોગમાં સૂર્ય નમસ્કાર અને કપાલભાતિ પ્રાણાયામ એ વજન ઘટાડવામાં કેટલા રસ્તા છે દિવસ દરમ્યાન તમારા શરીર અને મન પર ઉત્પન્ન થયેલા તણાવ તમને થોડી મિનિટો યોગ કરવાથી દૂર કરી શકો છો યોગના આસનો મુદ્રા પદ્ધતિઓ છે આપણને બધાને શાંત નિર્મળ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી જગ્યાની મુલાકાત લેવી ખૂબ જ ગમે છે થોડું વિચારતા સમજાય છે કે શાંતિ આપણી અંદર જ રહેલી છે અને દિવસમાં ગમે તે સમયે આપણા કામમાંથી છુટ્ટી લઈને આપણે તેનો લાભ મેળવી શકે છે યોગ એ અશાંત મનને શાંત કરવાનો સૌથી સરસ ઉપાય છે